ગુજરાતમાં રાજ્ય સરકાર સમુદાયની સમુ સમસ્યાઓની પ્લાન પ્રમાણે નિરાકરણ કરતી હોય છે એક આપણે સમજીએ કે બાળલગ્ન તો બાળલગ્ન એક ગુનો છે અને તેના માટે જુદા જુદા કાયદાઓ પણ અમલમાં છે તેને એનેસ તેના માટે સબંધિત એજન્સીઓ જેવી કે પોલીસ ન્યાય ખાતું એ બધા એકબીજાથી રિલેટેડ છે હવે ચાઇલ્ડ મેરેજની જે સમય મર્યાદા છે તેમાં બાળકી માટે અઢાર વર્ષ અને પુરુષ માટે એકવીસ વર્ષની નક્કી કરવામાં આવેલ છે અને એ જેના તેનાથી જે બાળમાતા બને છે જ્યારે તે બાળમાતા એ પોતાનાં બાળકનું સંરક્ષણ કરી શકતી નથી તેને તેની પૂરી ક્ષમતા પણ નથી તેની એટલી તાકાત પણ નથી હોતી કે તો તે બાળકને સંપૂર્ણ સ્વચ્છ રીતે ઉછેર કરી શકે એટલે સરકારશ્રીએ બાળલગ્ન પર આના માટે સખ્ત પ્રતિબંધ મૂકેલો છે અને હવે કોઈ પણ એવી જ ફરિયાદ સાંભળવામાં આવે કે ભાઈ ફલાણી જગ્યાએ બાળલગ્ન થાય છે તો તેને બંધ કરવા માટે તેઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે અને પોલીસ તાત્કાલિક જઈને જે તે પંડિત હોય તો તેને અથવા મુસ્લિમમાં મોલવી મુલ્લા હોય તેમને તે લોકો તેમને પણ કાયદાને લીધે અટક કરે છે અને તેના માતાપિતાને સામે પણ તેના પગલાં લેવામાં આવે છે અને આ રીતે બાળલગ્નને અટકાવે છે અને બાળલગ્ન અટકાવવું એ દેશના હિતમાં છે